અમે ઘરે એક કુતરું પાળેલું છે અને તે બહુ વફાદાર છે અને બહુ પ્રેમ કરે છે એને અમે દિકરાની જેમ જ સાચવીએ છીએ આખો દિવસ એને જે કંઈ જરૂર પડે સવારમાંથી ચાલુ કરીએ એને ખવડાવવા પીવડાવવાનું નવડાવવાનું અને બધી રીતે એને ફેસેલીટી આપીએ છીએ રાત્રે સુવાની જગ્યા આપીએ છીએ અને એ પણ અમને એટલું જ મદદરૂપ થાય છે ને કોઈપણ ઘરની વસ્તુ બગાડતા નથી અને કુતરા જેવું પ્રાણી બહુ સરસ હોય છે અને આના સિવાય અમે બહારના કુતરાઓને પણ સાચવીએ છીએ ગાયને પણ સંભાળીએ છીએ ગાય અમારા શેરીમાં આવે તો એને પણ ખાવા પીવાનું આપીએ છીએ પાણીની વ્યવસ્થા કરીએ છીએ અને પક્ષી માટે અમે ચણની જરૂરિયાત પૂરી કરીએ છીએ દરેક પ્રાણીઓની સાથે પ્રેમ કરીએ છીએ પ્રાણીઓ અમને બહુ ખૂબ જ વ્હાલા લાગે છે આપણું ફેમેલી હોય એવી રીતના અમે એને રાખીએ છીએ દરેક પ્રાણીઓ જીવ જ છે એને એ રીતે અમે ગણીએ છીએ કે એક જીવ જ છે અને એના માટે અમે જેટલું કરવું પડે એટલું કરીએ છીએ અને કુતરાને તો ખાસ કરીને અમારા બાળકો પણ એટલા રમે છે કે એને બીજા બહાર રમવા જવાની જરૂર નથી પડતી અને એની સાથે જ આખો દિવસ વીતાવે છે અટલે એ પણ એને આનંદથી બહુ આનંદ કરે છે અને એ પણ આ કુતરું પણ એટલું આનંદથી રમે છે અટલે બીજા કુતરાઓ આવે તો એની સાથે એ મસ્તી કરે છે અને ખૂબ જ હેતાળ સ્વભાવ છે એનો અમને પણ એ ખૂબ જ વ્હાલું લાગે છે કાયમ માટે એમ થાય છે કે આ આપણી સાથે જ હોય અને એને બહાર ગામ લઈ જવામાં પણ અમને એમ થાય છે કે સાથે લઈ જઈએ તો સારું એવું અમને લાગે છે